ગુજરાતમાં સ્થાનિક અને સાંસ્કૃતિક પરંપરાઓને જાણવા માટે પ્રવાસીઓ મુલાકાત લઈ શકે તેવા ધાર્મિક સ્થળો નીચે મુજબ છે પ્રથમ છે સોમનાથ મંદિર ગુજરાતનાં વેરાવળમાં આવેલું આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને તેને ભારતના બાર જ્યોર્તિલિંગમાંનું એક ગણવામાં આવે છે બીજું છે દ્વારકાધીશ મંદિર ગુજરાતનાં દ્વારકામાં આવેલું આ મંદિર ભગવાન કૃષ્ણને સમર્પિત છે અને તેને હિન્દુ અને સત્યનું ઘર ગણવામાં આવે છે ત્રીજું છે અક્ષરધામ મંદિર ગુજરાતનાં રાજકોટમાં આવેલું આ મંદિર ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે અને તેને ગુજરાતનું સૌથી મોટું મંદિર ગણવામાં આવે છે